ભારતમાં મનોરંજન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે પહેલાંના સમયમાં ભારતમાં જ્યારે ટેલિવિઝન તેમજ મોબાઈલ નહોતા ત્યારે લોકો ગામમાં ભેગાં થઈને ભવાઈઓ કરતાં નાટકો રચતાં લોકગીત તેમજ ડાયરા ના મોટાં મોટાં આયોજનો કરતાં જ્યારે પછી ટેલિવિઝનનો આવિષ્કાર કરવામાં આવ્યો ત્યારે પહેલાં કોઈ એકનાં ઘરે ટેલિવિઝન હતું અને પછી બધા તેમનાં ઘરે ભેગાં થઈ અને તેમાં વિવિધ જાતનાં સિરિયલ અને જોતાં પહેલાંના સમયમાં તો એટલાં સિરિયલ પણ ન આવતાં હતાં ત્યારબાદ ધીરે ધીરે થિએટરોનો પણ આવિષ્કાર થવા લાગ્યા ત્યારે લોકો ત્યાં જઈને મોટી સ્ક્રીનમાં પિક્ચરો જોતાં ત્યારબાદ ધીરે ધીરે બધાના ઘરે ટેલિવિઝન તેમજ મોબાઈલ લેપટોપ આવવા માંડ્યાં જેમાં લોકો સિરિયલો સીરિઝો મૂવીસ બધા જોતાં મનોરંજન માટે લોકો તેમનાં મનપસંદીદા મનોરંજન જોતાં જેમકે ઘણાંને ધર્મના રી ધર્મનાં બાબતે જેને જાણવું ગમતું હોય તો તે એ જાતના શો જુએ એ જ રીતનાં મૂવી જુએ જેમકે કોઈને વધારે પડતા એડવેન્ચરવાળાં કે પછી ફાઇટિંગવાળાં મૂવીસ જોવાનો શોખ હોય તો તે એવાં મૂવીસ જોવે ત્યારબાદ મનોરંજન માટે એડવેન્ચર પાર્ક બનાવવામાં આવ્યા જેમાં લોકો મનોરંજન કરે તેમજ વૉટરપાર્ક બનાવવામાં આવ્યા કેટલા બધા ગેમ ઝોન બનાવવામાં આવ્યા તેમજ સ્ટેન્ડ અપ કોમેડી શો હવે તો થાય છે જેમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે મારો ફેવરિટ સ્ટેન્ડ અપ કોમેડિયન આકાશ ગુપ્તા છે જેને હું સાંભળું છું તેમજ કેટલાક રિયાલિટી શો થાય છે કે જેનાથી પણ લોકો મનોરંજન કરે છે જેમકે બિગ બોસ છે સ્પ્લિટસ વિલા છે ખતરો કે ખિલાડી છે એ તેમજ સ્ટેન્ડ અપ કોમેડી શૉઝ છે તેમજ કોમેડી શોની વાત કરીએ તો કપિલ શર્મા શો જે ખૂબ જ ચાલે છે જે બધા ખૂબજ ખાસ જોવા માગે છે તો આવા કેટલી બધી રીતના માણસો મનોરંજન કરે છે અને મનોરંજન માટે અત્યારે તો સૌથી વધારે લોકો મોબાઈલનો અને ટીવીનો જ ઉપયોગ કરે છે અને એમાં જ સીરિઝ ને બધું જુએ છે